જયારે સૌથી પહેલાં મેં યોગ કરવાનું શરુ કર્યું હતું ત્યારે નાના નાના આસનો અને પ્રાણાયામ વગેરે કરતો હતો પરંતુ ધીરે ધીરે તેમાં અનુભવ કેળવાતો ગયો અને આ અનુભવ કેળવતા મારી યોગની જે આખી પ્રક્રિયા છે તે ચેન્જ થઇ ગઈ હવે હુ મારા યોગની આ પ્રક્રિયામાં સૂર્યનમસ્કાર બીજા વિવિધ આસનો અને મોટા પ્રાણાયામોને પણ સ્થાન આપું છું સૂર્યનમસ્કાર કરવાનો મુખ્ય ફાયદો એ છે કે સૂર્યનમસ્કારની અંદર બધાં જ પ્રકારના આસનો અને પ્રાણાયમો બંનેનો સમાવેશ થઇ જાય છે